હેલો મિતેશ કેમ છો હા મજામાં સાંભળે મને તારી મદદની જરૂર છે મારી પાસે એક સમસ્યા છે જે હું તારી સાથે શેર કરવા માંગું છું હું આ વખતે વીજળીના બિલને લઈને થોડીક તકલીફમાં છું એવું લાગે છે કે મારે મીટરના વાંચનને ખોટી રીતે રેકોર્ડ કરવામાં આવેલ છે જેના કારણે મારો બિલ ખૂબ જ વધારવામાં આવ્યો લાગે છે મારો બિલ આ મહિને સામાન્ય કરતાં વધારે છે અને મને ચોક્કસ ખબર છે કે અમે એવી વધુ વીજળી વાપરી નથી મારે એ સમજવું છે કે આ મીટરવાંચન ખોટું કઈ રીતે થઈ શકે છે શું તે મીટર સાચું વાંચી રહ્યું છે કે નહીં એ ચકાસનો કોઈ રસ્તો છે હવે મને એક પદ્ધતિ શોધવી છે કે હું કેવી રીતે આ સમસ્યા સાથે નિપટું શું તું મને કઈ શકે છે કે વીજળીના બોર્ડના વેબસાઇટ પર જઈને શું કેવી રીતે હું મીટર મીટરવાંચન વિષે ઔપચારીક ફરિયાદ નોંધાવી શકું મને તેમના ઓનલાઈન ફોર્મની કેવી રીતે ભરું તે શીખવું છે મને લાગે છે કે આ વિષે મારે એક સમીક્ષા કરાવી જોઈએ અને મારા બિલની સમીક્ષા અને ગોઠવણ મારે વિનંતી કરવી પડશે શું મને આ વિષે મદદ કરી શકે મને તારી ગાઇડલાઇન્સ જોઈએ છે ખાસ કરીને આ વીજળીના બોર્ડને વેબસાઇટ પર કેવી રીતે જઈ અને શો કેવી રીતે ફોમ ભરવું છે હું ઈચ્છું છું કે આ બધી પ્રક્રિયા તું સારી રીતે સમજી શકે છે અને મારા તારા મદદની જરૂર છે સમસ્યાને ઉકેલ લાવી શકે છે મારા માટે બહુ મહત્ત્વનું છે કેમ કે આ વધુ બિલ ચૂકવવું મારે માટે મુશ્કેલ છે તો જો તું આમાં મને મદદ કરી શકે તો મારે માટે ખૂબ જ મદદરૂપ રહેશે મિત્ર મને તારી મદદની ખૂબ જ જરૂર છે તું મને શિખવાડીશ